હાલો સહયોગ રેસ્ટોરન્ટમાંથી બોલો છો મારે દસ વ્યક્તિ માટે ટેબલ બુક કરાવવું છે તો શું તમારી રેસ્ટોરન્ટમાં કોઈ ઓફર છે જો વહેલા ટેબલ બુક કરાવીએ તો કોઈ ઓફર આપી શકો છો તમે